ગુજરાતમાં ગુજરાતીઓ તહેવાર માટે ખૂબ જ લોકપ્રિય છે તહેવારો ઉજવવા હોય તો ગુજરાતમાં જવાનું એવું કહેવાય છે ગુજરાતના ગુજરાતમાં ઉત્તરાયણથી શરૂઆત કરીએ તો પતંગની અનેક સ્પર્ધાઓ થાય છે ઉંધિયું પુરી તો સુરતીઓનાં ખૂબ જ જાણીતા છે ચીકી લાડું બાળકો ખૂબ પેટ ભરીને ખાય છે અને રાત્રે દિવાળીની જેમ કંદીલો ચગે છે આમ બે દિવસ લગી ખૂબ જ ધૂમધામથી ઉત્તરાયણ ઉજવાય છે અને એ આગળ તો ઘણા દિવસથી નાના બાળકોએ ધાબા પર ચડીને પતંગો ચગાવવા જ માંડ્યા હોય છે અને પતંગની દોરીઓથી પોતાની આંગળીઓ કપાય તો ટેપ મારી મારીને પણ પતંગ ચગાવવા તો ચડી જ જાય છે અને બધાને અને મારી જ વાત કરું તો પણ મને કપાયેલા પતંગો પકડવાની ખૂબ જ મજા આવે છે આમ ઉત્તરાયણમાં પણ લોકો પોતાના ધાબાઓ પર ચડીને ખૂબ જ મજાથી આ ઉત્સવ ઉજવે છે પછી આવે છે છવ્વીસમી જાન્યુઆરી તો જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસે પણ દરેક સ્કૂલોમાં પ્રોગ્રામો થાય છે અને બાળકોને જમાડવામાં આવે છે અને ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવાય છે ત્યારપછી મહાશિવરાત્રિ આવે છે જેમાં દરેક મહાદેવનાં મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે ઘીનાં કમળ થાય છે અને મહાશિવરાત્રિની ખૂબ જ મોટી પૂજાઓ થાય છે વડીલો તે દિવસે ઉપવાસ પણ કરે છે આમ મહાશિવરાત્રિ પછી હોળીનો તહેવાર આવે છે હોળીના દિવસે પણ લોકો એકબીજાના

ટેન્શનના કે ચિંતાઓ દૂર કરવાનો એક ઈલાજ છે એવું કહી શકાય એમ તે જ રીતે જગન્નાથની રથયાત્રા પણ એટલી જ ધામધૂમથી નીકળે છે અને જગન્નાથજીને દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યાર પછી આવે છે રક્ષાબંધન જેમાં ભાઈને બહેનનો તહેવાર ખૂબ જ સુંદર રીતે ઉજવાય છે દરેક બહેન સજીધજીને ભાઈને ત્યાં રાખડી બાંધવા જાય છે અને રક્ષાબંધનને દિવસે ભાઈને ત્યાં એ જમી કરીને પોતાના પરિવાર સાથે પૂરો દિવસ પસાર કરે છે અને જન્માષ્ટમીને દિવસે બાળકૃષ્ણનો જન્મદિવસ એ પણ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે રાત્રે બાર વાગ્યે બધું કેટલા ઘરોમાં બાળકૃષ્ણનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે દરેક મંદિરો સજાવવામાં આવે છે અને આ રીતે જન્માષ્ટમી પર પણ ખૂબ જ ઉત્સાહથી કેટલીયે વાનગીઓ બને છે મંદિરોમાં છપ્પનભોગ લાગે છે અને ઉત્સાહથી એ દિવસ પણ પસાર થાય છે પંદરમી ઓગસ્ટ ગણો તે દિવસ પણ એટલી જ સારી રીતે દરેક જગ્યા પર ઉજવવામાં આવતો હોય છે દરેક શાળાઓમાં ઘ્વજવંદન થાય છે બાળકોને મીઠાઇ વહેંચવામાં આવે છે પતે એટલે નવરાત્રિ આવે છે નવરાત્રિમાં પણ માતાની જગદંબાની ખૂબ જ સાધના થતી હોય છે નવ દિવસ દરેક જણા ખૂબ ઉત્સાહથી એ તહેવારને ઉજવે છે ગરબાની તો રમઝટ જાણે લાગી પડે છે લાખોની સંખ્યામાં આપણો યુવા વર્ગ ઉત્સાહથી તૈયાર થઈને જે ઉત્સાહથી જે ગરબા ઉજવે છે તેની તે તો વિચારમાત્રથી પણ આપણને આનંદનો અનુભવ થતો હોય છે અને દાંડિયારાસ પણ થતા હોય છે કેટલાંય કપડાઓ તૈયાર થાય છે લાખોની લાખો રૂપિયાના આઉટફિટ એટલે કે વસ્ત્રો તૈયાર થાય છે અને કેટલી કોમ્પિટિશનો થતી હોય છે અને આ રીતે નવરાત્રિને પણ અને નવ દુર્ગા માની પણ પૂજાઓ થાય છે નવરાત્રિમાં ઉપવાસ પણ એટલા જ કરવામાં આવતા હોય છે ત્યારપછી દિવાળીનું દિવાળી આવે છે અને દિવાળીની તો કોઈ સીમા જ નથી ગુજરાતમાં દિવાળી એટલે એકવીસ સ્કૂલોમાં એકવીસ દિવસનું તો વેકેશન પડે છે અને દિવાળીના પાંચ દિવસે દરેક દિવસે ઉજવણી થતી હોય છે અને એ ભાઈબીજ આવે દિવાળી આવે ફટાકડાઓની રમઝટ ચાલે વાનગીઓની રમઝટ ચાલે